અં હા મને ખ્યાલ છે ત્યાં સુધી વર્લ્ડકપ જીત્યા તેની ન્યૂઝ વધારે હોય છે હા હં હા હા પછી અત્યારે તો હા અત્યારે તો રાધિકાને પેલા શું નામ અનંત અંબાણીનાં મેરેજ થયા એનું છે હા હા ન્યૂઝમાં પણ એ જ આવે છે અચ્છા આજે સત્તર જુલાઈ બરાબર હમ્મ એની બર્ડે છે એટલે અચ્છા પફોર્મન્સ સારું હતું એટલે બરાબર હા હા એ મેં જોયેલું રોહિત શર્માનું ને જેટલા બી હતા એ તો હા હા બોલો

વાઇટ હઉસમાં અચ્છા બરાબર હં હા હા